મારા વિસ્તારમાં જાહેર બૅન્કોમાં ભારતીય સ્ટેટ બૅન્ક પંજાબ નેશનલ બૅન્ક બૅન્ક ઓફ બરોડા વગેરે આવેલ છે તેમજ ખાનગી બૅન્કોમાં તો ઍક્સિસ બૅન્ક એચડીએફસી બૅન્ક વગેરે બૅન્કો આવી છે અને લોન માટેની અરજી માટે હું જાહેર બૅન્કોમાંની ભારતીય સ્ટેટ બૅન્ક વધારે પસંદ કરું છું કારણકે એક તો તે અમારા ઘરથી એકદમ નજીક આવેલી છે તેમજ સરળતાથી પહોંચી શકાય છે અને ત્યાંના કર્મચારીઓ પણ ખૂબ જ સહયોગી અને એકદમ વિશ્વાસુ છે જો બીજી વાત કરીએ તો જાહેર બૅન્ક પરનો મારો વિશ્વાસ અતૂટ એટલે બને છે કારણકે આમ તો તમામ બૅન્કો આરબીઆઈની ગાઇડ લાઈનને અનુસરતા હોય છે તેજ રીતે આ બૅન્ક પણ આરબીઆઈની ગાઇડ લાઈનને ચુસ્તપણે અનુસરે છે પરંતુ ભારતીય સ્ટેટ બૅન્કના લોન માટેના વ્યાજદરો એકદમ વ્યાજબી અને ત્યાંના પ્રક્રિયાઓ ઓછામાં ઓછા કાગળો સાથે પૂર્ણ થઈ જાય છે અને સરળતાથી પૂર્ણ થઈ જાય છે ત્યાંના કર્મચારીઓ જેમ મેં આગળ કીધું એમ જો કંઈપણ તકલીફ હોય તો હંમેશા મદદ પણ કરે છે અને ત્યાંની તમામ પ્રક્રિયાઓ ભારતીય સ્ટેટ બૅન્કના ગ્રાહકો માટે એકદમ સરળ બની જાય કારણકે કર્મચારીઓ પૂરેપૂરો સહયોગ આપે છે જો અલગ વાત કરીએ તો ભારતીય સ્ટેટ બૅન્કની ઘણી શાખાઓ પણ આવેલી છે તો કદાચ ક્યારેય પણ ઘરથી દૂર હોય તો ત્યારે તેમ છતાંય મારું કોઈપણ કામ અટકતું નથી અને સરળતાથી હું બધાય કામ પતાવી શકું છું સાથે સાથે તમામ પ્રક્રિયાઓ જેમકે લોન અને અન્ય બાબતો પણ વ્યવસ્થિત રીતે પૂર્ણ કરી શકું છું તો આ વાત થઈ બૅન્કોની હવે વીમાની વાત કરીએ તો વીમા કંપની કે જેના પર મને તથા ગુજરાતની અને કદાચ ભારતની નેવું ટકા જનતાને ભરોસો છે તેવી એલઆઈસી એટલે કે લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા એલઆઈસી ઓફ ઈન્ડિયા જે વીમા કંપની તરીકે એક જાણીતું અને ઝળહળતું નામ છે એલઆઇસી એક સરકારી કંપની હોવાથી એનો એક અલગ જ વિશ્વાસ લોકો અનુભવી શકે છે જો બીજી ખાનગી વીમા કંપનીઓની વાત કરીએ તો એમાંય ઘણી વીમા કંપનીઓનો સમાવેશ આપણે કરી શકીએ પણ તેઓ ઉપર લોકો જલ્દી વિશ્વાસ નથી કરી શકતા કારણકે પોતાની અમુક રકમ અમુક વર્ષો સુધી કોઈ કંપનીમાં રોકાણ કરતાં હોય છે લોકો અને પોતાની મહેનતની કમાઈ એ લોકો વીમા પોલિસી પર રોકતા હોય છે અને આ રોકાણ કર્યા પછી જો કંપની બંધ થઈ જાય અને નાણાં પાછા આવવાનું જોખમ વધી જાય એના કરતાં લોકો અને હું પોતે એલઆઇસીમાં જ વીમો કરાવું છું હવે હું તમને એ જણાવું કે શા માટે એલઆઇસીને એક બહેતર વિકલ્પ હું માનું છું કારણકે એક તો એ સરકારી કંપની છે પહેલી વસ્તુ બીજી વસ્તુ કે તેમાં વીમા પોલિસી એકદમ સરળ અને ગ્રાહકને ફાયદો થાય એવી વધારે હોય છે ત્રીજું એલઆઇસીમાં લોન પણ મળી શકે છે વીમા પોલિસી ગીરવે મૂકીને તે પણ એક સારી બાબત ગણાય છે અને બીજી ખાનગી વીમા કંપની કરતાં એમના સફળ ક્લેમ રેટ પણ વધારે જોવા મળે છે તેથી હું એલઆઇસી પર વધારે ભરોસો કરું છું